તહેવારોમાં જોઈએને તો આપણે એક ભોજનનું વિશેષ મહત્વ હોય છે જેમકે આપણે જોઈએ તો વિવિધ તહેવારો હોય અલગ અલગ તહેવારમાં અલગ અલગ પ્રકારનું ભોજન હોય જેમકે આપણે જોઈએ દિવાળી તો દિવાળીમાં આપણે ઘણી બધી મીઠાઈઓ બનાવીએ જેમકે આપણે બનાવીએ કાજુકતરી પેંડા મોહનથાળ એવી બધી મીઠાઈ બને આ બધી સાથે મીઠાઈ છે ને એક આપણે મીઠાશથી પણ ભરપૂર હોય અને એ તહેવારમાં આપણે તહેવારમાં એક આપણે એમાં શું કહેવાય આપડે તહેવારમાં આપણી ખુશીઓમાં મીઠાશ ભરે આપણું ભોજન હોયને એ એમાંય મીઠાઈ તો ખૂબ જ ઉપયોગી હોય દિવાળી છે પછી દિવાળી હોળી ઉત્તરાયણ સાતમ આઠમ જે હમણાં જ હજી હાલમાં ગયા છે સાતમ આઠમને એ ત્યારે આપણે બધા ઘરમાં અલગ અલગ ભોજન બનાવીએ એમ આપણે એ રીતે ભોજન બનાવતા હોય જેમકે આપણે મેં સ્ટાર્ટિંગમાં કીધું કે દિવાળી દિવાળીનો તહેવાર તો આપણે પાંચ દિવસનો હોય આપણે પાંચ દિવસ ધનતેરસથી લઈને આપણે બેસતું વર્ષ સુધી જોઈએ આપણે પાંચ દિવસમાં હજી દિવાળીમાં અલગ અલગ પ્રકારના જે ભોજન બનાવીએ અલગ અલગ દિવસે જે ભોજન બનાવીએ ને એ રીતે જેમકે આપણે ધનતેરસથી ચાલુ કરીએ તો ધનતેરસના દિવસે આપણે એમ કહીએ ને કે બધુ યલ્લો કલરનું હોય એ તો આપણે સોનાનું છે એમ કરી તો આપણે ધનતેરસના દિવસે આપણે યલ્લો કલરમાં શું બનાવીએ તો કે કોઈ લાડવા બનાવતા હોય કારણકે આપણે ઓલા જોઈએ ને ખાંડના લાડવા એ પણ પીળા કલરના હોય પછી કોઈ કેસર પેંડા બનાવે પીળા કલરના હોય એવી રીતે દિવાળી ધનતેરસ અને પછી એ પછી કાળીચૌદસ તો કાળી ચૌદસના દિવસે આપણે લોકો બધાને શું હોય તો કે થેપલા થેપલા બનાવીએ આપણે બધા કોઈક ખાવાની સાથે કોઈક એવી સ્ટોરી રિલેટેડ હોય પછી થેપલા અને પછી એ પછી આવે આપણી મેઈન દિવાળી તો દિવાળીના દિવસે તો આપણે કેટલુંક બધું મિષ્ટાન બનાવતા હોય જેમકે આપણે આપણને ભાવતું હોય બધાને ઘરમાં ભાવતું મિષ્ટાન જેમકે ખીર બને પછી કોઈ પેંડા બનાવે પછી કોઈ મિષ્ટાનમાં આપણે શું કહેવાય રસગુલ્લાને ગુલાબજાંબુને પછી એ બધું બનાવે પછી બેસતું વર્ષ હોય તે દિવસે તો કેટલા બધા મહેમાન હોય આપણા ઘરે ત્યારે પણ આપણે લોકો બનાવીએ બધું એટલે એ છે કે તહેવારોમાં તો એક ભોજનનું જોઈએને તો એક ભોજનનું વિશેષ મહત્વ હોય એ જ આપણા તહેવારમાં એક રોનક વધારે ભોજન અને પછી આપણે જોઇએ તો શું કહેવાય હોળી હોળીમાં આપણે લોકો હોળીના દિવસે બનાવે પછી ધૂળેટીમાં તો ગુજીયા આપણે કહીને ગુજીયા મીઠા ઘૂઘરા જેને આપણે કહીએ એ હોય પછી કોઈ કચોરી બનાવીએ સમોસાં બનાવીએ પછી એવી રીતે બધી મીઠાઈઓ મીઠાઈઓ ઘણી હોય જેમકે એમાં આપણેે મીઠા જેમકે આપણે ઓલું ખાસ કરીને તો ઓલું વરિયાળીનું શરબત આપણે એમ કહીએને તો હાલે ઓલી શું કહેવાય ઠંડાઈ હા ઠંડાઈ એ બધું બનાવીએ એ પછી આપણે જોઈએ તો હમણા ઉત્તરાયણ હમણા ને હમણા આપણે ઉત્તરાયણ છે ઉત્તરાયણમાં પણ આપણે ઉત્તરાયણ તો કહીએ કે આપણે તૈયા આપણે શું ખાઈએ તો કે ઉત્તરાયણમાં તો આપણે લોકો ઓલું બનાવેને આપણે તલના લાડુને મમરાના લાડુને શેરડીને ખજૂરને એ બધું ખાઈએ આપણે લોકો પછી આપણે જોઈએ સાતમ આઠમ ગઈ હા સાતમ આઠમમાં પણ ખૂબ મઝા આવે અને એની સાથે તો ખૂબ જ આપણે તો બહુ મઝા કરીએ જેમકે આપણે ત્યારે લોકો શું બનાવે ખૂબ એક તો આપણે સાતમ અને આઠમ આપણે એ એક તહેવાર છે આઠમ આઠમ એટલે આપણા કૃષ્ણજી સાથે એ તહેવાર રિલે રિલેટેડ છે કારણકે ત્યારે આપણે કહીએને કે આપણા કાનાજીનો જનમ થયો તો એટલે કાનાજીને ભાવે એવું મીશ્રીને પછી પંજરીને એવું બધું બનાવીએ પછી આપડે લોકો રહેતા હોય એટલે પછી ચૂલો આપણે કહીએને કે એ તહેવારમાં તો ચૂલો પણ ઠારવાનો હોય અટલે આપણે રાંધીએને એ એટલા માટે જ આપણે લોકો પેલ્લેથી થોડુંક વધારે આપણે એવું જમવાનું બનાવીએ કે જે આપણે ઠંડુ ખાઈ શકીએ જેમકે એમાં આપણે મીઠાઈયું હોય પછી ગળ્યા થેપલા અને તીખા થેપલા અને એવું બધું ખાઈએ અટલે આપણે એમ જોઈએ ને તો કે આ આપણા જી આપણે એમ કહીને એન્ડી ભારતના જે તહેવાર છે ને કે મુખ્ય મુખ્ય તહેવાર ઈ બધા આપણે જોઈએ ને તો ક્યાંક એમાં એમાં વધારો કરતાં હોયને તહેવારમાં આનંદનો તો એ આપણા ભોજન છે આપણે ભોજન આપડે જેટલું આપણું શું કહેવાય જેટલા આપણે લોકો ખાવામાં સ્વાદપ્રિયને એ બધા છીએને ભારતીઓ એવા જ સ્વાદપ્રિય આપણે જોઈએને તો બહારના દેશો કરતાં આપણે ભારતીય લોકો વધારે કે આપણને લોકોને સ્વાદનું બહુ એમ અચ્છા આપણા તહેવાર પણ એટલા વિવિધ છે કે એક તહેવાર જાય તા બીજો તહેવાર આવે જેમકે હમણાં નવરાત્રી હમણાં ટૂંક સમયમાં આપણે ગણેશ ચતુર્થી ગઈ ત્યારે પણ આપણે ગણપતિદાદાને ભાવતા મોદકને કેટલા વિવિધ પ્રકારના મોદકને લાડવાને આપણે લોકો ગણપતિદાદા માટે બનાવીએ ચૂરમાના લાડુ ખાસ કરીને મોદક આપણે જોઈએ અને એમાં હમણાં આપણે એ એ હજી ગણપતિદાદાનું જશે ત્યાર પાછું હવે આપણે આ નવરાત્રી આવશે તો નવરાત્રીમાં પણ આપણે માતાજીની નવ દિવસ આપણે પૂજા અર્ચનાને બધું આરાધનાને કરશું એમાં માતાજીને આપણે વિવિધ ભોજનને વિવિધ છપ્પન ભોગનો પ્રસાદ લગાવશું અને પછી દસમાં દિવસે દશેરાના દિવસે પણ આપણે લોકો એવી જ રીતે કરીએ છીએને કે ત્યારે રાવણનું દહન કરીએને પણ આપણે લોકો શું કહેવાય મેઈન દશેરાનું હોય તો જલેબી ફાફડાને પછી ઘણા લોકો ફરસાણ લઈ આવતા હોયને મીઠાઈને તમે લોકો આપણે આમ આપણે જોઈએ તો એ લોકો પણ બધું બહુ મજા આવેને આપણે લોકોને એટલે આપણે એવું છે કે તહેવારની સાથે આપણે ભોજન એક તહેવારમાં આનંદ વધારતો હોયન્ તો એ આપણા જે ભોજન છે ને એ એક આનંદ વધારતા હોય આપણા તહેવારમાં અને ખૂબ મજા કરીએ સાથે રહીને